ગેમના સમુદાયમાં રમતો રમવાનો જે મહત્ત્વ હતો તે ગ્રામીણ લોકોનો ઘણો બધો હતું કેમ કે એ લોકોના સમયમાં આજે મોબાઈલને બધી વસ્તુ છે ઉપકરણો છે જેની અંદર આપણે હમણાં જેમ રમી રહ્યા છીએ એ બધી વસ્તુઓનો ઉપયોગ થતો જ નહોતો અને આ ત્યારે જ બધા લોકો હતા આઉટડોર ગેમ રમતા હતા જે રીતે ક્રિકેટ છે વોલીબોલ છે ફૂટબોલ્સ છે એ બધી વસ્તુઓ રમતા હતા આ જે મોબાઈલમાં ગેમ્સને બધું આવ્યું તે હમણાં આવ્યું એટલે એ લોકોના ટાઈમ પર જે ગેમ રમાતી હતી તે ઘણી બધી અલગ અલગ પ્રકારની રમાતી હતી જે હમણાં એક પણ એમાંની રમાતી નતી નથી અને એ લોકો જે રમતા હતા એમાં એ લોકોને એટલી મજા આવતી હતી કે એના લીધે એ લોકોને મોબાઇલની કોઈ જરૂર જ નહીં પડતી હતી હમણાંના ટાઈમ પર આપણે જોઈએ તો લોકો થોડીક થોડીક વારે મોબાઈલ લઈને બેસી જાય છે કે મોબાઇલની અંદર ગેમ રમશે પબજી છે ફ્રી ફાયર છે એ બધી ગેમ્સ હમણાં લોકો રમવા બેસી જાય છે પણ ત્યારના ટાઈમ પર લોકો મોટા ભાગે બહાર રહેતા હતા ને એ લોકો કહેતા હતા કે એ લોકો ઘરે ખાલી સવારે નીકળી જાય ને ખા સાંજે જમવા જ આવતા હતા ત્યાં સુધી એ લોકો મોટા ભાગે બહાર જ રમ્યા કરતા હતા અને જેવા સ્કૂલેથી આવે સ્કૂલથી આવીને પણ એ લોકો રમ્યા કરે કોલેજ જઈને આવ્યા હોય તો પછી પણ આવીને રમતા કેમ કે ત્યારના ટાઈમ પર આ મોટું મોબાઈલને બધું હતું નહીં એટલે કોઈ બીજો એ લોકો પાસે ઉપાય જ નહીં હતો બહાર રમવા સિવાયનો